જૂની જૂની વસ્તુઓ અથવા એન્ટિક પીસો જેમ કે ટિકિટ છે જૂની સિક્કાઓ છે જૂના ખડગ છે જૂનાં એ બધાંનો સંગ્રહ કરવો એનાં માટેનો કોઈ ક્લબ અથવા સંસ્થામાં તો હું જોડાયો નહોતો અમારી આસપાસ એવી કોઈ માહિતી મળી નહોતી પણ હું જ્યારથી નાનો હતો ત્યારે અમે લોકો નદીમાં રમવા જતાં ત્યારે ત્યાં રેતીમાં જે નાના નાના શંખ કેહવાય એ છીપલાઓ એ અમે બધાં વીણી લાવતાં અને અમે બધાં રમતા તો મારાં ઘરે મેં એક ડબ્બામાં ઘણાં બધાં છીપલાઓ શંખ બધા ભેગા કર્યા હતા પછી અમુક વ્હાઇટ પથ્થરો હોય રંગબેરંગી પછી જૂના પેલા સિક્કાઓ હોય મારા દાદા દાદી વખતનાં જે જૂના અમારે બધું ત્યાં ઘરમાં અમુક અમુક જગ્યા પર ખૂણે ખાંચરેથી અમુક વસ્તુઓ મળી જાય એ બધું મને જૂનું જૂનું જોવું ગમતું એટલે બધું ભેગું કરવાં માટે એવું બધું અમે લોકો કરતાં તેમજ ક્યાંક ફરવા ગયાં હોય દરિયા કિનારે ફરવા ગયા હોય ત્યાંથી નાનાં નાનાં છીપલાઓ મળે પછી લાલ પીળા સફેદ બધાં અલગ અલગ સરસ સરસ એકદમ ચીકણા પથ્થરો મળતા હોય અલગ અલગ આકારનાં અલગ અલગ રૂપ રંગનાં એ બધા સિક્કાઓ તેમજ એ બધા પથ્થરો બધું ભેગું કરવાનું મને બહું ગમતું એટલે એ બધું હું ભેગું કરતો પછી જૂની ટિકિટો હવેનાં લોકોને એટલે હવેનાં જે નવા નવા વિધાર્થીઓ છે નવા નવા છોકરાઓ છે એ લોકોને કદાચ ન ખ્યાલ હોય પણ પહેલાં જૂની ટિકિટો એ પૂંઠાની આવતી ખાખી પૂઠું આવતું એનાં પર એ ટિકિટ આવતી અને એ ટિકિટ પર નંબર છાપેલો હોય અને બસમાં કે પછી પેલું ટ્રેનમાં કે બધી જૂની નાની એટલી ટિકિટો આવતી હજી મને યાદ છે ટિકિટની સુગંધ મને યાદ છે ટિકિટ જ્યારે હાથમાં આવે ત્યારે એને સૂંઘવાની એ જે મજા છે એને અલગ છે અને ટિકિટો ઘણી બધી વાર મેં સંગ્રહી છે પછી બસની વાત કરીએ તો બસમાં પેલા કંડક્ટરો હવે તો બધી ડિડિટલ ડિજિટલ ટિકિટ આવી ગઈ છે પણ જે જૂનાં બસમાં ટિકિટો હતી એક પેટી જેવી આવતી એમાં છે ને અલગ અલગ લાલ પીળી સફેદ બધી ટિકિટો બધી હોય એમાં પછી ટિકિટથી એક એની જોડે કંઇક નેલ કટર જેવું કંઇક હોય એની જોડે ઠપ્પ કરીને એ એમાં કાણું પાડી દે અને પછી આપણને આપે તે એ આપણે રાખી મૂકતો હું બધો નાનો હતો ત્યારે મમ્મી પપ્પા સાથે જતો ટિકિટો બધું ભેગું કરી અને એમાં એ બધું રાખી મૂકતો અને બધાંને બતાવું જો મારી પાસે આટલી ટિકિટો છે એટલી ટિકિટો છે એટલે આ બધી જૂની જૂની વસ્તુઓ ભેગી કરવી સિક્કાઓ જૂના જૂના પહેલાં પહેલાં જૂના જૂના સિક્કાઓ હતા ભાઈ એક આનાનો બે આનાનો પછી પચાસ પૈસાનો પચીસ પૈસાનાં સિક્કાઓ એ બધું જૂના સિક્કાઓ પછી પેલું મહારાજા રાણીનાં ફોટાવાળા સિક્કાઓ એ બધા અલગ અલગ બધાં હું ભેગા કરતો અને એને બધાં અમારા આજુબાજુમાં રહેતા બધા મારા મિત્રોને બતાવતો કે જુઓ મારી પાસે આવા સિક્કાઓ છે તેવા સિક્કાઓ છે તો આ બધું ભેગું કરવાનો શોખ મને બહું પહેલાં હતો પણ એ માટેની સંગ્રહકર્તાઓની કોઈ સંસ્થા કદાચ હોય તો પણ એ મારી જાણ બહાર છે મારી જાણમાં એવી કોઈ સંસ્થા છે નહીં અને એવાં કોઈ ક્લબ અથવા સંસ્થામાં હું જોડાયો પણ નથી પણ મને આ બધું ભેગું કરવાની ઘણી બધી એમ શોખ હતો એમ જોવાં જઈએ તો